અમે ગુજરાતની બહાર એમપીમાં ફરવા ગયેલા ત્યાં ઘણા બધા સારી સારી જગ્યાઓમાં હું ભગવાનના મંદિર પાર ગયેલા અને દર્શન કર્યા ત્યાં બધું બહુ સારું છે ત્યાં ગાર્ડન છે ત્યાં નાવાના કુંડ છે બીજે બધું બહુ સીટી છે ત્યાં આપણે ફરવા જાઈએ તો જાતજાતનો આપણને સાધનો લેવાનો મન થાય અને આપણે લઈએ ત્યારબાદ આપણે કાલભૈરવના મંદિર છે ત્યાં દર્શન કરવાના મન આપણને થાય કાલભૈરવના મંદિરની આસપાસમાં ફરવાની જગ્યા પણ બહુ સારી સે અને ત્યાં જર આપણને મજા આવે એવું છે તો પછી ગુજરાતની બહાર આ જગ્યાએ ફરવાલાયક પસંદ કરું છું ને એક મુંબઈ છે મુંબઈમાં પણ સારા સારા હોટલોમાં ફરવા જેવા મન થાય અને આપણને અને ત્યાં હોટલમાં જમવાનું મન થાય અને નવા નવા ફિલ્મ સ્ટારો પણ જોવા મળે બજારમાં ત્યાં આપણે મનફાવે તેમ ફરી શકીએ એવી આપણને મનમાં લાગે નહીં બીજું બીજું આપણા જે દોસ્તાર હોય તેમનો સાથે ફરવાની મજા આવે ચાર પાંચ જણ દસ જણ ગમે તેટલા હોય આપણે ફરવાની મજા આવે ને એ પણ મુંબઈમાં પણ સારું છે ફરવાનું

એક વા આપણા મહારાષ્ટ્રમાં પણ નવી નવી જગ્યાએ ફરવાની મજા આવે મહારાષ્ટ્ર પહેલાં તો આપણે જામોગી માતાના મંદિરે ત્યાં ફરવાની ડુંગર મોટા મોટા પહાડો જોવા મળે છે ડુંગર અને ત્યાં બધા નાના મોટા દેવસાન હોય છે તે બધી જોવાની મજા આવે અને ત્યાં એક વાત ત્યાં મહારાષ્ટ્રમાં નાસવાનો કુદવાનો બધી સુવિધા છે ત્યાં પણ આપણને ફાવે અને ત્યાં આગળ બીજી યામોગીનું ધામ છે મહારાષ્ટ્રમાં ત્યાં પણ આપણે ફરવાનું જરા મજા આવી એવી છે ત્યાં પણ મોટા મોટા પહાડો પહાડોની અંદર મોટા ધોધ પડે તે જોવાની મજા આવે અને બધી રીતે આપણે મહારાષ્ટ્ર પણ સારી જગ્યા એવી છે કે ફરવાની મજા આવે અને પછી આગળ મંદિરમાં જઈ દર્શન કરવાના અને ત્યારબાદ આપણે ત્યાંથી આગળ જઈએ તો મોટો પ્રીત નદી આવેલી છે મોટા ડેમ આવેલા છે મહારાષ્ટ્રમાં તો ત્યાં પણ જોવાની ધોધ જોવાની પણ મજા આવે ને બધી સુવિધા બધી સારી અને ત્યાં પણ ફરવાની મજા આવે અને ત્યારબાદ આપણે તેમ આગળ કંઠેશ્વર મંદિર છે ત્યાં જવાની ફરવાની મજા આવે ત્યાં ધોધ જોવાની મજા આવે દર્શન કરવાના મળે ભગવાનના અને ત્યાં આપણને થોડી ફરવાની મજા આવે એવી જગ્યાઓ છે તો અને મહારાષ્ટ્રમાં આપણે નર્મદા નદીની પણ જોઈ શકીએ છીએ ત્યાંથી આપણને નજીક પડે અને બધાએ મોટો મોટી હોટલોમાં બધું ફરવાની કંપની જોવા મળે વધુ આપણને જોવા મળે છે ત્યારબાદ એમપીમાં આપણે પેલા અરે યાર મહાદેવ મંદિર છે અને મહાદેવનું મંદિર પણ મજા આવશે દર્શન કરવાની એમપીમાં જવાનું ત્યાં મહાકાલ મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા મળે અને ત્યાં પછી અને ત્યાં નજીક નજીક બજારમાં ફરવા મળે અને ત્યારબાદ આપણે આગળ જઈએ ત્યાં વી મોટા મોટા પહાડો છે જોવા મજા પડે અને ત્યાં આગળ આપણે એમપીમાં પણ ઘણું જોવા જેવું છે ત્યાં આપણે જોવા જેવું છે ત્યાં પણ પસંદ છે પછી આગળ આપણે ભગવાન